હલો હા તમે ઉબેર કંપનીમાંથી વાત કરી રહ્યાં છો હા તો મેં હમણાં બુક કરી હતી ઉબેર ઓટો તો એ મારે કેન્સલ કરવી છે કેન્સલ એટલા માટે કરવી છે કે મારે અત્યારે હાલ ઇમરજન્સી આવી છે અને તમારો ડ્રાઈવર લેટ છે દસ મિનિટમાં ડ્રાઈવર આવશે એમ નાના મારે અત્યારે જ ઇમરજન્સી આવી છે એટલે હું નીકળી રહ્યો છું એટલે હું રાહ જોઈ શકું એમ નથી ડ્રાઈવરની તો હું કેન્સલ કરી રહ્યો છું હા હા કોઈ વાંધો નહીં આજના દિવસમાં હું ફરીથી બુક ના કરી શકું તો એનો મને કોઈ વાંધો નથી પણ અત્યારે હાલ મને જે ઇમરજન્સી આવી છે તે માટે મારે જવું પડે એમ છે તો હું મારી ઉબેર જે બુક કરી હતી એ કેન્સલ કરું છું ઓકે નો પ્રોબ્લ્મ